ધ્યાન કરવાની વાત કરીએ તો પહેલાં જ્યારે મેં શરૂઆત કરેલી ત્યારે તો એક જ એક મિનિટ પણ નહીં બેસાતું હતું પછી ત્યારે પહેલા દિવસે મેં અડધી મિનિટ જેવું બેસેલો ધ્યાનમાં પછી ધીરે ધીરે ધીરે ધીરે પ્રયાસ ચાલુ રાખ્યો અને શરૂઆતમાં તો આવું થયુંને પછી એક વિ એક અઠવાડિયું બે અઠવાડિયાં થયાં હશે પછી સમય થોડા એક મિનિટ બેસાતું હતું પછી બે ત્ર એક કેટલા મહિના બે મહિના જેવા થઈ ગયાને પછી પાંચ મિનિટ જેવું બેસાતું થઈ ગયું હમણાં હાલમાં પણ એવું જ પાંચ છ મિનિટ જેવું ધ્યાનમાં બેસાય છે એટલે ધ્યાન કેટલું કરી શકીયે તો પાંચ છ મિનિટ જેટલું હમણાં બે ત્રણ મહિના થઈ ગયા તો પાંચેક મિનિટ જેવું બેસાય બરોબર ધ્યાનમાં ને કઈ પ્રારંભિક સમસ્યાઓ આવે તેની વાત કરું તો પહલે તો જ્યારે શરૂવાત કરોને ત્યારે તો માઇન્ડ જ આપણું એમ ધ્યાનમાં જ નહીં રહે આજુબાજુના જે અવાજ આવતા હોય પછી અવાજ આવતા હોય કોઈ ડિસ્ટબન્સ કરે એટલે બે એક મિનિટ બી નહીં બેસાઈને ધારો કે એક દિવસ કરે બે દિવસ કરે ત્રીજા દિવસે પાછું કંટાળો આવે પાછું બે દિવસ ત્રણ દિવસ કરે ચોથા દિવસે કંટાળો આવે એટલે જે કન્સિસ્ટંટલી આપણાથી બેસાઈ નહીં ધ્યાનમાં પહેલાં પહેલાં એવું જ થાય એક અઠવાડિયું બે અઠવાડિયું તો બહુ એટલે બરોબર નહીં થાય પછી જ્યારે જો કર્યા જ કરે એમ ભલે એને હું કે એક દિવસ ચૂકી જવાય બે દિવસ ચૂકી જવાય પણ ચાલુ રાખે ચાલુ રાખે પણ ધીરે ધીરે પછી રોજ કરતું રહેને તો ધીરે ધીરે આવી જાય એમ